મારા સમાજના રહેવાસીઓ માટે પરિવહન અને મુસાફરીના વિકલ્પો માટે ઘણાં બધા સુધારા કરી શકાય સૌથી પહેલાં તો જે રોડ રસ્તા છે એ સારા કરાવવા પડે કાણકે રોડ રસ્તા સારા હશે તો જ વાહનો વ્હિકલ અ સારી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીશું એ સિવાય જે ગામડાંઓની અંદર અને મોટાં સિટીની અંદર વાહન વ્યવહારની સંખ્યા વધારી શકાય કહેવાનો મતલબ બસની વ્યવસ્થાના વિકલ્પો વધારી શકાય એ સિવાય પ્રાઈવેટ વાહનો છે ઓલા છે કૅબ છે એ બધી જે ફૅસેલિટી છે એ પ્રોવાઈડ થાય તો લોકોની મુસાફરી સસ્તી અને સારી આપણે એને પ્રોવાઈડ કરી શકીએ એના માટેના સુધારામાં પણ આપણે રીક્ષાની વ્યવસ્થા છે ગાડીની છે એનાં માટે પાર્કિંગની પણ વ્યવસ્થાઓ કરવી પડે કારણકે જો પાર્કિંગની વ્યવસ્થા ના કરીએ તો પણ બીજો ટ્રાફિકની સમસ્યા ઊભી થાય તો એ બધી સમસ્યાઓને ધ્યાનમાં રાખી અને વાહન વ્યવહાર અને પરિવહનની વ્યવસ્થા વધારવામાં આવે અને યોગ્ય ભાડું કારણ કે લોકોને યોગ્ય ભાડું હોય તો જ એને પોસાય નહીંતર પાછું અ એનાં ભાડામાં વધારો થાય તો લોકોની સુખાકારી માટે પરિવહનની વ્યવસ્થા વધારવા માટે રોડ રસ્તા સારા કરવા પડે અને એ પ્રમાણે એની સુવિધામાં આપણે વધારો કરી શકાય